જ્યારે આપણે ટ્રેકિંગ પર જઈએ છીએ ત્યારે વધારે પોસિબલિટી બની જાય છે કે ત્યાંનું વાતાવરણ સારું હોય પણ અને ના પણ હોય જો વાતાવરણ ખરાબ હોય તો એના માટે આપણે સામે લડવાની આપણામાં હિંમત હોવી જોએ એના અલાવા તે આપણે જ્યારે ટ્રેકિંગ પર જઈએ ત્યારે આપણે સામાન્ય દવાઓ સાથે લઈ જવી જોઈએ જેવી રીતના પેરાસીટામોલ છે જે તાવ જેવું ક્યારેક વધારે પડતા વરસાદને કારણે અધરવાઇઝ પવનને કારણે જો તાવ જેવું થાય તો એ દવા લઈએ એના અલાવા આપણે થોડાંક પાટા સાથે રાખવાં જોઈએ કે જો સપોસ કોઈ ઇન્જરી થાય કોઈ જગ્યા પર વાગી ગયું હોય તો તેમાંય તેને લગાવા માટે ડેટોલ સાથે રાખવું જોઈએ કે લાગેલા ઘાવને સારી રીતના સાફ કરવા માટે એના અલાવા પાટા રાખવા જોઈએ એના અલાવા થાકની દવા રાખવી જોઈએ કારણ કે ટ્રેકિંગ પર જઈએ તો નોર્મલી દિવસોમાં જેટલું આપણે ચાલીએ એના કરતાં વધારે પરિશ્રમ કરીએ છીએ તો થાકેલ થાકુંડાની દવા પી લઈએ તો થોડીક રાહત મળે છે એના અલાવા જે રૂટિનની જે દવાઓ હોય છે કોઈ મેડીકલ મેડિકલ પાસેથી રિવ્યુ લઈને એ બધી જ દવાઓ સાથે લઈ જવી જોઈએ